આમ તો હું ઘણા સમયથી મતલબ નાનપણથી જ દોડતો આવ્યો છું અને કોઈ સ્પર્ધામાં કે વ્યવસાય તરીકે ના દોડતો હોઈ મારી રોજિંદી લાઈફમાં મારું ફિટનેસ સારું રહે મારા એ ધ્યેયથી હું દોડવાનું ચાલુ રાખું છું આમ તો સુધારવા દોડ મારી સુધારવા માટે હું મોટા ભાગે જયારે પણ દોડતો હોઉં છું ત્યારે અમુક બાબતો ધ્યાનમાં રાખતો હોઉં છું કે ક્યારે પાણી ઠોકીને હું દોડતો નથી હું ખાસ મારા પગના આગળના પંજા પર વધારે દોડતો હોવ છુ કે જેથી કરીને જમ્પિંગ થોડું વધારે આવી શકે છે ખાસ તો હું કંઈ એમાં સુધારવા માગતો નથી કારણ કે જે પ્રમાણેનું હાલનું મારું રનિંગ છે જે રીધમ છે મારી હું આમ તો રીધમમાં દોડવામાં માનું છે કે જે એકવાર રીધમ પકડાઇ જતી હોય છે એ રીધમથી જ દોડ્યા રાખવાનું હોય છે પછી જેટલું લગભગ દિવસ દરમિયાન એક દોઢ કિલોમીટર ટાઈમ ગમે તેટલો ગમે તેમ કરીને ટાઈમ કાઢી અને એકથી દોઢ કિલોમીટર જેટલું હું દોડી જ લેતો હોઉં છું રોજિંદુ કે જેનાથી હૅલ્થ અને ફિટનેસ મારી જળવાઈ રહેતી હોય છે અને અમુક અમુક ટાઈમે અથવા તો જયારે બી મોકો મળતો હોય છે ત્યારે હું મારે મોબાઈલમાં એક રનિંગ ઍપ છે જેનો ઉપયોગ કરતો હોઉં છું જેમાં કેટલા ટાઈમમાં હું કેટલું દોડું છું અથવા તો એક સ્માર્ટ વૉચ પણ મારે છે કે જેમાં હું કેટલા સ્ટેપ લઉં છું એ પણ એમાં બતાવતું હોય છે અને ટાઇમિંગ સાથે હું કેટલું રનિંગ કરું છું કેટલું કેટલા કિલોમીટર કેટલા ટાઈમમાં દોડું છું એ પણ એમાં હું માર્ક કરતો હોઉં છું અને એમાં મારી રીધમ હું થોડી સુધારવાની કોશિશ કરતો હોઉં છું કે મિનિમમ ટાઈમમાં હું મૅક્સિમમ દોડું એવો મારો અમુક ટાર્ગેટ હોય છે પરંતુ અમુકવાર એવું હોય છે કે સમયના અભાવે અથવા તો એવું પણ નથી હોતું કે હું રોજરોજ દોડી દોડું છું અમુક દિવસો મિસ પણ થતા હોય છે કે જયારે ક્યાંક બહારગામ જવાનું થયું હોય તો અથવા તો કોઈ કારણ હોય કે જેનાથી હું સવારમાં દોડી ના શકું અમુકવાર એવું પણ હોય છે કે જો હું સવારમાં ના દોડ્યો હોય તો હું સાંજે થોડો ટાઈમ કાઢીને પણ દોડી આવતો હોઉં છું તો મારો ધ્યેય એક જ હોય છે કે મારું આરોગ્ય અને મારી ફિટનેસ એકદમ સારી અને સ્વસ્થ રહે